હા મિસ યશ્વી બોલો છો હા હું તમારે તમે જે આપણે ફિલ્મનું શૂટિંગ કરવાનું હતો એનો ડાયરેક્ટર એની ડાયરેક્ટર બોલું છું મનાલી તો આપણે અમુક એવા સિન છે જેમાં ચેન્જીસ કરેલા છે તો તમારે એના માટે આવવું પડશે તો તમને આવી જજો હું તમને ડેટ કહીશ આપણે સીન નંબર પાંચ છે એમાં ઘણા બધા ચેન્જીસ કરવાના છે જેમાં જે તમારો રોલ હતો એ રોલ આપણે ચેન્જ કરીએ અને એ રોલ ગરીબનું રોલ આપેલું છે તમને કર્સીના રોલમાં તમારે એવું કરવાનું છે કે તમારે કોઈ ઓળખીતું છે કે ધારો એના ઘરે જવાનું એના ઘરે નથી જવાનું એના ઘરના નીચે રહેવાનું છે હવે અને આપ ઓળખીતા ને પછી તમે ગરીબ સિચુએશનમાં તમે ત્યારે રોડ પર જ રહેવાનું છે અને તમને ત્યાંના જે રેસીડેન્સમાં આજુ બાજુ ભક્તોને હેલ્પ કરજે અને તારે કપડાં પણ ગરીબ જેવા જ પહેરવાના છે એવું કાઈ જરૂરી નથી કે સાવ ગરીબના કપડાં કોઈ જૂના ક્લોથ્સ પણ પહેરી શકે છે બાકી બધું જે હશે એની તો હું વ્યવસ્થા કરી જ દઈશ તને હા હા તને મળે તો તું તારી રીતે જેટલું થાય એટલું ગોતી લેજે ન મળે તો પછી તું મને કોન્ટેક્ટ કરજે હું કરી આપીશ ક્લોથ્સની વ્યવસ્થા આપણું જે આ શૂટિંગ છે એ અઢાર તારીખે રાખેલું અઢાર તારીખે મોર્નિંગના રાખેલું છે કોઈ ઈશ્યુ છે ત્યારે આપણે અઢાર તારીખનું જ શૂટ રાખવું પડશે કારણકે એની આગળ પાછળની ડેટો બધી નથી ઓકે જહી શૂટિંગ છે એનું ટાઈમિંગ મને કહેશો જરા ઓકે તો વાંધો નહીં આપણે બપોરના બપોર પછી શૂટ ચાલુ કરશું તો પછી બપોરના અગર શૂટ ચાલુ થશે તો રાત થશે એ ચાલશે કે તો ઓકે આપણે અઢાર તરીખે શૂટ સીન નંબર પાંચમાં ચેન્જિંગ કરવા ચેન્જીસ કરવાના છે તો તમે ત્યારે આવી જજો એટલે તમે ત્યાંથી સ્ક્રિપ્ટ હું તમને મોકલાવી દઈશ મારો વોટ્સઅપ તમારો વ્હોટ્સઅપ નંબર આજ ને હા તો હું તમને એમાં સ્ક્રિપ્ટ મોકલી દઈશ તમારે અહીં આગળ દિવસે આવની જરૂર નથી એ ટાઈમ એ તમે આવી જાવ આવશો એ આપણે એ શૂટિંગ ચાલુ કરી દેજે બસ તમે એ સ્ક્રિપ્ટને સરખી રીતને સ્ટડી કરીને આવજો ઓકે થેન્ક યૂ